ભારત દેશની જે વાહન વ્યવહારની જે વ્યવસ્થા છે એ એકંદરે ગણી શકીએ તો સિત્તેરથી એંસી ટકા ખૂબ સારી કહેવાય વીસ ટકા એટલા માટે ન કહેવાય કારણ કે ભારત એ એટલો બધો મોટો દેશ છે કે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ જગ્યા પ્રમાણે અલગ અલગ રોડ રસ્તાઓ પ્રમાણે લોકોનું જીવન ત્યાં વિકસિત થયું છે એ પ્રમાણે ગણીએ તો ભારતની અંદર ભારતનું એક રાજ્ય એવું છે કે જેની અંદર હાલ તબક્કામાં પણ તમને સાઈકલથી શરૂ કરીને પ્લેન સુધીના તમામ પ્રકારના અ વાહનો તમને જોવા મળે અને એ શહેર છે કલકત્તા કલકત્તાની અંદર તમને ટ્રામ પણ મળશે નાની એવી ટ્રેન મીટર ગેજવાળી ટ્રેન પણ મળશે અને નાની સાઈકલ પણ મળશે ઘોડા ગાડી પણ મળશે એવું સિટી કલકત્તા છે એટલે ભારતની અંદર જોવા જઈએ તો ખૂબ જ વાહન વ્યવહારની વ્યવસ્થા સારી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો તમે પહોંચી શકો પ્લેનમાં ઇઝીલી જઈ શકાય છે એટલી અવેલેબલ છે બસો પણ એટલી છે ગુજરાત સરકાર કે એ સિવાય જે તે પરિવહન નિગમમાં એવી બધી સારી વ્યવસ્થાઓ પણ અત્યારે થઈ રઈ છે પહેલાંના સમયની અંદર એવું હતું કે બેસીને જ જઈ શકાતું ટેકનોલોજીના વિકાસના કારણે હવે બસો પણ એવી સરસ બની રઈ છે એસી બસો બની રહી છે કે તમે કમ્ફર્ટલી સૂતા પણ બસમાં જઈ શકો તમે પ્લેનમાં જઈ શકો તમે આ ટ્રેનમાં જઈ શકો અને ગમે ત્યારે કોઈપણ રાજ્યમાં જવું હોય તમારે તો એ રાજ્યમાં તમે ગમે તે સમયે ઇઝીલી જઈ શકો તમને અત્યારે વિચાર આવે કે મારે આ જગ્યા પર જવું છે તો તમે જઈ શકો એટલી સારી ભારત દેશની અંદર વાહન વ્યવસ્થાઓ છે ઓમ જોઈએ તો ઘણાં બધાં લોકો અલગ અલગ રીતે ભારત દેશમાં પરિભ્રમણ કરતાં હોય જતાં હોય કે કોઈ ધર્મના કામે જાય કોઈ નોકરીના કામે બહાર નીકળતા હોય અને કોઈ લોકો એ રીતે નીકળતા હોય તો અલગ અલગ હેતુસર માણસો વાહન વ્યવહારનો ઉપયોગ કરતાં હોય છે ઘણા લોકો શ્રીમંત હોય તો તેઓ પોતે પોતાના વ્હીકલ પણ રાખતા હોય છે અને એક રીતે જોઈએ તો ટેકનોલોજીના કારણે અને જે ફોરવિલ્સ એ બનાવતી કંપનીઓ છે એના કારણે એટલી બધી કંપનીઓના કારણે લોકોમાં એટલી બધી સગવડતાઓ વધી ગઈ છે કે તેઓ પોતે પોતાની કાર ખરીદી શકે પોતાની કારમાં જઈ શકે કમ્ફર્ટ ઘર જેવો અનુભવ કરી શકે એવી સરસ ભારતની વાહન વ્યવહાર ભારતનો છે અને આ વાહન વ્યવહાર છેલ્લાં પંદર વીસ વર્ષની અંદર જે સરકાર બદલી ત્યાં પછી જે રોડ અને રસ્તાઓ જે બનેલા છે કે રોડ અને રસ્તાઓને આભારી છે કારણ કે આમાં ખૂબ જ લોકોનો જે સમય છે એ ખૂબ જ સારી રીતે બચે છે અને એકબીજી એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના કામો કરી શકાય છે હેતુઓ આપણાં જે હોય છે એ હેતુઓ આરામથી સારી શકીએ છીએ એવી ભારતની વાહન વ્યવસ્થા ભારતની વ્યવહારની વ્યવસ્થા છે ખાસ કરીને રોડ રસ્તાઓ એટલા બધા ટ્રાન્સપોર્ટ પબ્લીક ટ્રાન્સપોર્ટ અને અત્યારે હાલ તબક્કે એક સમય એવો હતો કે તમે હિમાલયની અંદર જવું હોય તો ત્યાં તમે ન પહોંચી શકતા માત્ર હેલિકોપ્ટરો જઈ શકતા અત્યારે એવી વ્યવસ્થા છે કે ત્યાં સુધી વાહનો અમુક વિસ્તારમાં વાહનો પહોંચી શકે છે એવા રોડ રસ્તાઓ થઈ ગયા છે અને મુસાફરી દરમિયાન જો જોવા જઈએ તો વાહન વ્યવહારની અંદર રસ્તાઓની અંદર અમુક સ્પીડ જે આપણે નક્કી કરેલી કે સાઈઠથી એંસીની સ્પીડે જો વાહન વ્યવહાર એટલે કે આપણું વાહન કે બીજું વાહન ચલાવવામાં આવે તો આપને એક્સિડન્ટનો ભય બહુ ઓછો રહે છે કારણ વિનાની ઉતાવળ કરવાથી આપણે ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છી આપને ખૂબ મોટું નુકશાન થતું હોય છે અને એ નુકસાન કદાચ આપણાં અસ્તિત્વ સુધી પણ બનતું હોય છે કે આપણું અસ્તિત્વ પણ ન રે તો આ બધી બાબતો વાહન વ્યવહાર માટે પડકાર રૂપ છે ઘણી વખત એવું બને છે કે રાતે ડ્રાઈવિંગ કરવાથી આપણે ક્યાંય કોઈ સ્ટે કરવો હોય અને આપને એક કમ્ફર્ટ ઝોનમાં એટલે કે કમ્ફર્ટ એક બસમાં જે બસ સ્લીપર હોય તો આપણે હોટલનું ભાડું પણ બચાવી શકીએ છીએ અને બસના જ ભાડાની અંદર આપણે સૂતા સૂતા આરામથી જઈ શકીએ છીએ અને એ એટલા માટે જઈ શકીએ છીએ કે ગુજરાતનાં ને ભારતના રસ્તાઓ એટલા સરસ બનાવી નાખવામાં આવ્યા છે સરકાર દ્વારા બનાવી નાખવામાં આવ્યા છે તો એના કારણે આપણે ખૂબ જ સારી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મુસાફરી કરી શકીએ છીએ